હું અત્યારે પોલિટીક્સ પર લખવા માગું છું પણ મને એમાં શંકા છે શંકા એવી છે કે દરેક પક્ષના ઉમેદવારો વોટની અપીલ કરવા માટે આવે છે ત્યારે એ એમનો સંકલ્પપત્ર જાહેર કરે છે એમાં હવે એક એક પક્ષ એની રીતે રજુ કરે છે બીજો પક્ષ એની રીતે પણ હકીકતમાં ચૂંટાઈ ગયા પછી આમાંના અડધા પ્રશ્નો પણ સોલ્વ થયેલા લાગતા નથી એ મને શંકાશીલ લાગે છે